નમસ્તે બોલો બોલો શું હતું બેન કંઈ કમ્પલેન કંઈ કમ્પલેન માટે આવ્યા હતા અચ્છા બરાબર અચ્છા તમારે પહેલા તો સૌપ્રથમ તો જે તમારું વૉલેટ કે પર્સ જે બી હતું તમારે ધ્યાન રાખવું જોઈએ ને ઈટ ઈઝ યોર પ્રોપર્ટી બરાબર તમારી પ્રોપર્ટી છે તો તમારી પ્રોપર્ટીનું ધ્યાન તમારે જ રાખવું જોઈએ બરાબર સ્કૂલ લાએબલ હોતી નથી કારણ કે અમે લોકો તો ના જ પાડતા હોઈએ છે કે વધારે પડતું આ બધું તમે ન લઈ આવો તો સારું છે અને તમારી અંદર કેટલા રૂપિયા હતા એ ખોવાઈ જાય તો અમે રિસ્પોન્સિબલ ના હોઈએ બરાબર બેન પણ તોપણ છેને આપણી આપણે આપણી જે છે કેમેરાને એ બધું આપણા ક્લાસની સિસ્ટમ બરાબર હું એકવખત જોવડાવી લઉં છું તમે લાસ્ટ ક્યારે અ જોયું હતું તમારું વૉલેટ બરાબર કંઈ વાંધો નહીં તમે ટેન્શન લેવો નહીં એક વખત છેને હું પેલા આપણા કેમેરા ક્લાસને બધું જોવડાવી લઉં છું બરોબર પછી કેમેરાને બધું એક વખત ચેક કરાવીને પછી એમાં શું કઈ રીતના થાય છે એ એક વખત જોઈ લઉં નકર પછી એક કામ કરો આપણા જે બ એડમિન ઓફિસમાં છે ને કેમેરા ઓપરેટર છેને ભાઈ એમને હું કોલ કરી દઉં છું તમે ત્યાં જઈ અને ચેક કરો તમારું બરોબર ક્લાસનું જે રેકોર્ડિંગ છે ને એ તમે જોઈલો બરોબર અને ક્યાંય અટકતું હોય તો મને કેજો તમ તમારે બરોબર અને જો હજી કંઈ તમને એવું નથી લાગતું ને કે કોઈએ લઈ લીધું હોય કે એવું કંઈ ના હવે આપણે બધાને છે થોડું જાગૃત રહેવાની જરૂર છે આ રીતે ઈર્રિસ્પોન્સિબલ ના રહેવું જોઈએ હવે યુ આર ગ્રોન અપને બધા મોટા થઈ ગયા છો હવે ઘણા ટાઈમથી હું તમને લોકોને કહે તો હોઉં છું કે તમારો મોબાઈલ છે તમારું પર્સ છે જો કોલેજમાં લઈને આવો છો તમે તો તમે આ બધી વસ્તુઓની ધ્યાન રાખો જો આપણે આમ કરીશું તો પછી આપણે ભણીશું ક્યારે આ બધું શોધવામાં જ રહી જઈશું આપણે સમજો છો હવેથી પ્લીઝ ધ્યાન રાખજો પછી હા આપણા પેરેન્ટ્સને બી પ્રોબ્લમ આ બધી વસ્તુઓ કાંઈ અ ઇઝી તો હોતું નથી આ મતલબ લાઈક સાવ સસ્તી વસ્તુઓ હોય એવું બી નથી બરાબર બધું મોઘું મોઘું વાપરતા હો છો તમે લોકો પછી બધી મોંઘી વસ્તુઓની પછી જવાબદારી તો રાખવી જોઈએ ને રિસ્પોન્સીબીલીટી જરૂરી જરૂરી હોય છે બરોબર એટલે હવે આપણે પેલા છગનભાઈ છેને એડમિન ઓફિસમાં એમની પાસે જાઓ તમે અને કેમેરા ચેક કરાવો અને એવું હોય અને તમે બહારના પણ કોરિડોરનું પણ ચેક કરાવી લેજો અને સાથે સાથે ક્લાસરૂમનું જે તમે ક્લાસમાં હતા ત્યારથી લઈને તમે અહીંયાથી નીકળ્યા ત્યાં સુધીનું બધું જ રેકોર્ડિંગ એક વખત ચેક કરીલો બરાબર છે ઑકે કાંઈ વાંધો નથી બરોબર અને કંઈ બીજું કંઈ હોય પ્રોબ્લેમ તો તમે તમારે જણાવજો મને બરોબર ઠીક છે કાંઈ વાંધો નથી ભલે તો ચેક કરાવી લો બરોબર ત્યાં આગળ ઑકે બાય બાય ઠીક છે